રોજિંદા જીવનમાં વપરાતી ગુજરાતી ભાષાની સામાન્ય કહેવતોને રૂઢિપ્રયોગોની વાત કરીએ તેમ તો ઘણી બધી રોજિંદા જીવનમાં આપણી કોઈપણ વસ્તુ ભાષા સરળ બનાવવા માટે જે બધા નાના નાના વાક્યોનો ઉપયોગ કરીએ જેમ કે બોલે એના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ ભેંસ આગળ ભાગવત આવા બધા રૂઢિપ્રયોગો આપણે ઉપયોગમાં થતાં હોય કોઈ પણ વસ્તુ રૂઢિપ્રયોગનો અર્થ અને કહેવતોનો અર્થ એવી રીતે થાય કોઈપણ વસ્તુ આપણે કોઈને કંઈ કહેવું હોય તો એના માટે આપણે લાંબુ એટલે કે ઘણી બધી વાત કરીએ એના કરતાં ટૂંક ટૂંકુ અને ટચ કંઈક વસ્તુ આપણે કહીએ એટલે સમજી જાય કે ન બોલવામાં નવ ગુણ એટલે આપણે કોઈને સમજાવીએ કે ભાઈ આપણે આમ ન આટલું બધું ના બોલાય આમ આટલું ના બોલાય એના કરતાં સીધો એનો અર્થ સરળ ભાષામાં આપણે કહીએ તો ન બોલવામાં નવ ગુણ એટલે વાત પતી ગઈ તો આ રીતના જે બધા નાના નાના શબ્દો વપરાય છે ગુજરાતી ભાષામાં એને આપણે રૂઢિપ્રયોગો અથવા કહેવતો એ કહી શકાય છે ઘણા બધા આવા રૂઢિપ્રયોગો કહેવતો જે છે એ આપણા જૂના જે આપડા માં બાપ કે પછી એના માં બાપ દાદા દાદી બધા નાની નાની વસ્તુમાં આપણને આવા બધા શબ્દો નાના નાના ઉપયોગમાં લેતા હોય છે હવે એ જ શબ્દો જે છે એ બધા કહેવતો અને એ બોલી ભાષા પરથી બધા આવે છે એટલે ઘણા બધા આમ તો છે હવે બે ચાર હું તમને એવી રીતે કહ્યા એવી જ રીતે ભેંસ આગળ ભાગવત એ બધાની વાત કરી હવે આગળ બીજા એવા કેટલાક જે રૂઢિપ્રયોગો છે એ આપણે વિસ્તૃત પૂર્વક આપણે વધારે કહેતા નથી કારણ કે એ બધું કહેવાનો કોઈ અર્થ નથી